છેલ્લા થોડા દાયકાઓમાં વિવિધ નવા કાર્યો અને ભૂમિકાઓ ભારતમાં ઉદ્ભવ્યા છે જેવા કે યૃૂટ્યુબરો કન્ટેનટ સર્જકો પ્રવાસીઓ અને કોમેડિયનો યૂટ્યુબરોનો વાત કરવામાં આવે તો તેઓ યુટુબ ઉપર ઘણા બધા એવા વિડીયો અ અપલોડ કરે છે જેના કારણે લોકોને નવી માહિતીઓ અને રોજગાર વિશેની માહિતી મળે છે અને ભારત એક ઔદ્યોગિક પ્રવાસી દેશ તરીકે ઓળખવામાં આવે છે ભારતની અંદર ઘણા બધા બહારના લોકો પ્રવાસ માટે આવે છે ભારતમાં ઐતિહાસિક મહેલો વાવો અને ઘણા બધા એવી પ્રવાસ પ્રવાસના સ્થળો આવેલાં છે અને કોમેડિયનની વાત કરવામાં આવે તો ધ કપિલ શર્મા શો એ ઘણા બધા લોકોનું મનોરંજન પૂરું પાડે છે આના સિવાય ઘણા બધા લોકો ગ્રુપ બનાવીને કોમેડી ઉતારતા હોય છે જેથી લોકોને મનોરંજન અને અ મનોરંજન પણ મળી રહે છે અને લોકોને એમની સારી રીતે આર્થિક આવક પણ પ્રાપ્ત થાય છે